નમસ્કાર વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ક્યાં જવાનું પસંદ કરે છે મોસ્ટઓફલી વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસક્રમ માટે છોકરાને પસંદ કરતાં હોય છે એવું આપણે કહી શકાય વિદ્યાર્થીઓ વાણિજ્ય પ્રવાસ લઈ લઈ શકે છે વિનિમય પછી વિજ્ઞાન છે નર્સિંગ કોર્સિસ છે આઇટીઆઇ છે કૃષિ છે ઈજનેરી મેડિકલ બીએડ એમએ કે અન્ય કોઈ ચોક્કસ અભ્યાસક્રમોમાં જઈ શકે છે મુખ્યત્વે વિધાર્થીઓ વાણિજ્ય વ્યવસ્થા કે કોમર્સને લઈ લઈ શકે છે અને આર્ટ્સ આર્ટ્સ એટલે કે વિનિમય મુખ્યત્વે એવું થાય છે કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને વધારે આતુર રહેતા નથી કારણ કે સ્કૂલ ટાઈમ હોય છે સ્કૂલ ટાઈમમાં વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે કયું સહેલું પડે જે કોર્સ એમને સહેલો પડે તે કોર્સ તે લોકો કરતાં હોય છે તેમાં આર્ટ્સ છે જેમ તેમાં વિનિમય અને પછી વાણિજ્ય એટલે કે કોમર્સમાં

વિજ્ઞાન પ્રવાહ એ ઘણો ઓપ્શન છે અને વિજ્ઞાન પ્રવાહમાં તકો પણ આગળ જતાં વધુ છે અને વિજ્ઞાન પ્રવાહ કરવું જોએ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહમાં આપણે જોવા જઈએ તો સારું એવું સારી એવી કોલેજમાં એડમિશન લઈ શકીએ છીએ જેમકે વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સમાં બારમા પછી નિટની અને જેડબલઈની એક્ઝામ હોય છે નિટ નિટના એક્ઝામમાં સારા એવા માર્કસ લાવે તો આપણે ડોક્ટર બની શકીએ છીએ કે પછી ફીઝીઓથેરાપિસ્ટ બની શકીએ છીએ કે નર્સિંગ લાઇનમાં જઈ શકીએ છીએ કે કોઈ સારી એવી લાઇનમાં જઈ શકીએ છીએ અને જેડબલઈમાં બે એક્ઝામ હોય છે બે ઇન્ટરેસ્ટ એક્ઝામ હોય છે બંને પાસ કરીને લોકો આઇઆઇટી કે એનઆઇટીમાં જઈ શકે છે અને સારો એવો અચિવમેન્ટ મેળવીને પોતાનું કરિયર બનાવી શકે છે તેમ જ અમુક લોકો હોય છે જે બીએસી ને નર્સિંગ ને વધારે મહત્ત્વ આપતા હોય છે મોસ્ટઓફલી ગર્લ્સ એટલે કે છોકરી છોકરીઓમાં મોસ્ટઓફલી એવું કરતાં હોય છે હમણાંના સમયમાં કે એ લોકો બીજું કોઈ સારી લાઇન ફેકલ્ટીમાં જવા કરતાં નર્સિંગમાં જવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેમાં તકો વધારે છે હમણાંના સમયમાં મેડિકલ લાઇનમાં જવું એ સૌથી સારું તે લોકો ગણતાં હોય છે મેડિકલ લાઇનમાં વધારે કશું હોતું નથી ત્રણ ચાર વરસનો કોર્સ હોય છે પતાવીને ડાયરેક જોબ મેળવી શકે છે સારી એવી નોકરી મેળવી મેળવી શકે છે અને સારા એવા પગાર પણ મેળવી શકે છે તેથી લોકો નર્સિંગમાં જાય છે અને અમુક ઘણા લોકો એવા હોય છે દસમા પછી આગળ વધુ ભણવા માંગતા નથી તે માટે આઇટીઆઇ લે લે છે આઇટીઆઇમાં આઇટીઆઇમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રિક ઈલેક્ટ્રીકલ આઇટીઆઇ કોમ્પ્યૂટર આઇટીઆઇ પછી એવી ત્રણ ચાર ઘણી એવી ઇન્ડસ્ટ્રિયલ આઇટીઆઇમાં એડમિશન મેળવતા હોય છે જેથી તે લોકો સારું એવું ત્યાં જ્ઞાન મેળવે છે અને ટૂંક સમયમાં નોકરીઓ મેળવે છે તેમજ ઘણા લોકો કૃષિ ક્ષેત્રે જઈ શકે છે કૃષિ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રમાં એ લોકોને ખેતીવાડી વિષે કે પછી બોટ જેમને વનસ્પતિ વિષે જાણવાનો ઘણો શોખ હોય છે કે નવી નવી વનસ્પતિઓનો એ મેળાપ કરીને નવી નવી વનસ્પતિની ઉત્પત્તિ કરાવતા હોય છે એવી ઘણી રીતે એ લોકો સમય પસાર કરતાં હોય છે અને તેમને તેઇ ઘણું શીખવા મળે છે એમાંય ઘણા લોકો કોલેજ કરવા જાય છે એમાંથી એ બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ કોમર્સ બે બેચલર ઓફ આર્ટ્સ એમ જ મુખ્યત્વે લોકો બેચલર ઓફ આર્ટ્સમાં જાય છે અને બેચલર ઓફ કોમર્સમાં જાય છે કારણ કે તેમને સહેલું પળે છે લોકો એમ નથી વિચારતા કે આગળ જઈને અચિવમેન્ટ શું છે કે સારું છે લોકો એમ કરે છે કે તેમાં કયું સહેલું પડે છે અને તે સહેલામાં જતાં હોય છે અન તેમણે એવું ના કરવું જોઈએ સહેલું જોઈને ન જવું જોઈએ તેમને આગળ જતાં કઈ સામાં સારી તક મળી શકે છે સામાં કયું ઉપયોગી બની શકે છે તે જરૂરી છે તો તેમણે સારું એવું સારી એવી લાઇન પસંદ કરીને તેમાં જવું જોઈએ જેમ કે સાયન્સ છે સાયન્સ ફેકલ્ટી લઈને પછી તેમાં બીએસસી કરી શકે છે એમબીબીએસ કરી શકે છે કે પછી આઇઆઇટીમાં જઈને એન્જિનીયરિંગ કરી શકે છે સારી એવી લાઇનો પકડીને તેમાં સારું એવું કરિયર બનાવી શકે છે પણ હમણાંના સમયમાં લોકો વધુ સહેલું અને સરળ શોધતા હોય છે તે માટે તે લોકો આર્ટ્સમાં એટલે કે વિનિમય પ્રવાહમાં જતાં હોય છે અને ત્યાં સિમ્પલ એવો સબ્જેક્ટ લઈ લેતા હોય છે કે તેમનું ધા ગુજરાતી સબ્જેક્ટ છે હિન્દી છે એવા જે એકદમ સહેલા અને સરળ હોય તેવા લઈને તે લોકો પોતાનું કરિયર બનાવવાનું ટ્રાય કરે છે પણ તેમાં કશું થઈ શકતું નથી તે માટે મારે એ કહેવું છે કે તમે સહેલું અને સરળ વસ્તુ જોઈને ન જાવ જેમાં તમને તમારો તમે તક મળી શકે છે તમારો સારી એવી અચિવમેન્ટ મેળવી શકો છો કે તમારું કરિયર બનાવી શકો છો તેઓમાં મારે જ જવાની તમને અપીલ છે માટે સારી એવી મહેનત કરવાની જરૂર છે અને વિદ્યાર્થીઓએ ઊંચી શિક્ષણ માટે સારી એવી ફેકલ્ટી સમજી વિચારીને કોઈ સારા મોટા માણસનું માર્ગદર્શન કે શિક્ષકો કે પ્રોફેસરો પાસેથીને સારું માર્ગદર્શન મેળવીને તે લોકોએ એડમિશન લેવું જોઈએ જેથી કરીને તેમને સારું તક મળે સારું મળે અને તે લોકો પોતાનું કરિયર ફ્યુચર બનાવી શકે છે અને સરખી રીતે ભણી શકે છે એવું નહીં એવું ન નથી જે કોઈ બધાય મેડિકલ લાઇનમાં જવાની જરૂર છે એવું નથી કે બધા એન્જિનયરિંગ લાઇનમાં જ જવાનું જરૂરી છે કે બીએડ કે અન્ય પીએચડી કે એવામાં જવાની જરૂર છે જે તમને સારું લાગે અને તમને લાગે મારું કરિયર આમાં બની શકે છે અને હું આ વસ્તુમાં સારો છું ભણવામાં સારો છું તો તમારે તે તક લેવી પડે જો તમારે એવું ના હોય તો તમારે એ તક સારી વસ્તુમાં તક લેવી જોઈએ અને મહત્ત્વપૂર્ણ હમણાંના સમયમાં લોકો એવું જ કરતાં હોય છે એકદમ સિમ્પલ અને સરળ વસ્તુ શોધે આર્ટ્સને આર્ટ્સમાં આર્ટ્સમાં જવું એવું નથી કે ખરાબ છે સારું છે પણ લોકો ટ્રાય નથી કરતાં કે હા મેં એના કરતાં બી સારા એવામાં જઈ શકું છું લોકો ખાલી આઇટીઆઇમાં જ જતા રહે છે અને આર્ટ્સમાં જતા રહે છે અને કોમર્સમાં બધા લેતા નથી એટલે જાય છે પણ ઓછા જાય છે માટે તમે સારા એને મહત્ત્વ આપો કે સારું શિક્ષણને મહત્ત્વ આપો ગમે તેમાં મહત્ત્વ ન આપો તમે સારું કરી શકો છો જેથી કરીને તમે ઊંચી શિક્ષણ સારું મેળવી શકો છો અને સરળ મેળવી શકો છો તમે ધારો તો સાયન્સ વસ્તુ બી ખરાબ નથી તે પણ ઘણું સહેલું છે ખાલી તમારે થોળું ઘણું સમજવાની જરૂર છે કોઈ પાસે માગ માર્ગદર્શન મેળવવાની જરૂર છે કોઈ સારો એવો માર્ગદર્શક મળે તો વિદ્યાર્થી કે એવોનો ફ્યુચર બની શકે છે અને તેઓ મુખ્યત્વે આર્ટ્સને જ પસંદ કરે છે તે એવું ના કરવું જોઈએ તે લોકોએ કોઈ બીજી ફેકલ્ટી કે લાઇનને પણ પકડવું જોઈએ એવું નથી કે એવું જ હોય છે ગલ્સ બી મોસ્ટઓફલી ખાલી નર્સિંગ કરતાં હોય છે નર્સિંગમાં કશું વધારે નથી નર્સિંગમાં હવે ફુગાવો થવા લાગ્યો છે નર્સિંગ એટલી કરવાની જરૂર નથી પણ તમને ઇન્ટરેસ્ટ હોય કે તમને લાગતું હોય કે મારે આગળ કશું થવાનું નથી મારે નર્સિંગ કરવું જ છે કરું નાખો વિચારવાની કોઈ જરૂર નથી નર્સિંગ પણ ખરાબ નથી સારું જ છે એટલા માટે નર્સિંગ વસ્તુ સારું છે અને લોકો કોલેજ કર્યા બાદ બીએડ કરતાં હોય છે એમએડ કરતાં હોય છે જેથી કરીન શિક્ષક બની શકે અને પોતાનું કરિયર બનાવી શકે પણ એવું બધું કરવા માટે પણ ઘણો ટાઈમ વેડફી કાઢે છે જેથી કરીને તે લોકોની ઉંમર નીકળી જાય છે તેવું ના કરવું જોઈએ એમને જે ભણતર સારું લાગે સહેલું લાગે તે કરવું જોઈએ વગેરે કામનું બીજી વસ્તુઓમાં ઇનવોલ્વ થવાનું નહીં અભ્યાસ કરો સારી રીતે કરો અને એટલું કહુ છું કે કોઈ આપણો મિત્ર જ જે લાઇનમાં જતો હોય તે લાઇનમાં જ આપને જવાનું જરૂરી નથી કે આપણા મિત્રો બધા ત્યાં ગયા તો આપણે બી ત્યાં જ જઈને એવું કશું જરૂરી નથી એટલું કહુ છું સારી એવી લાઇનો છે જેમકે આઇટીઆઇ છે આઇઆઇટી છે એનઆઇટી છે કે પછી આ મેડિકલ ક્ષેત્રોમાં જોવા જઈએ તો એમબીબીએસ માટેની છે ઘણી એવી કોલેજો છે જે એકદમ સારામાં સારી છે અને ત્યાં આપણે સિમ્પલે કોઈ કરે કોર્સ કરીને તોય આ લાઈફ બની શકે છે માટે આપણે સારો એવી મહેનત કરવી જોએ જેથી કરીને આપણે સારો એવો અચિવમેન્ટ મેળવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓએ એટલું કરવાનું છે એકના પાછળ એક કૂવામાં દેડકાના જેમ પૂરવાની જરૂર નથી જે લાઇન તમને સારી લાગે તે લો સિમ્પલ અને સરળના ચકરમાં પડશો નહીં તમને જે વસ્તુમાં છો તમારું કરિયર તમે બનાવી શકો છો તમને લાગે કે હું આ વસ્તું જ કરી શકું છું તો તમે તે વસ્તું કરો પણ બીજાની વાતોમાં આવીને કોઈ એક જ લાઇનની પસંદગી કરવાની જરૂર નથી આમ જ ધન્યવાદ